અમારા વિસ્તારમાં એવી કોઈ પરંપરાગત રમતો તો નથી પણ અમે નાનપણથી ક્રિકેટ કબડ્ડી ખોખો વગેરે રમીએ તો ક્રિકેટમાં અગિયાર અગિયાર જાણાની બે ટીમ હોય તો આપણે અગિયાર અગિયાર જાણાની બે ટીમના થાય તો કંઈ નહીં જેટલા હોય એટલાને આપણે ડીવાઈડ બાય ટુ કરીને ટીમ બનાવીએ પછી નાનપણમાં તો અમે ગલી ક્રિકેટ કહેવાય આપણે તો શેરીમાં અમે નાના હતા ત્યારે રમતા તો એમાં એમાં છ છ ઓવર રાખતા નાના હોઈએ ત્યારે તો બહુ ઝાઝું ના હોય એટલે જેટલા જાણા હોઈ એટલી ઓવર રાખીએ એટલે બધાને બોલર હોય તોય એક જણાંને એકો એવી રીતના ફેંકી શકાય પછી એમાં ફિલ્ડર તરીકે હોય તો એ કેચ પકડે તો એ આઉટ થઈ જાય વિકેટ કીપર હોય સ્ટંપમાં અડે તો આઉટ થાય તમે નાના હતા ત્યારે તો સ્ટંપ નો હોય તો મેં નાની નાની ત્રણ લાકડી રાખતા કાં પછી સાઈકલ હોય તો સાઈકલના ટાયર રાખતા તો ટાયરમાં અડે તો આઉટ એ રીતે અમે ક્રિકેટ રમતા કબડ્ડીમાં એ રીતે જ અમે બે ટીમ બનાવી ધૂળમાં રમતા રેતીમાંને તેમાં લાકડીથી અમે આખું બોક્સ બનાવતા મોટું એમાં બોડર લાઈન એવી રીતે લાઈન કરતાં અને વારાફરતી વારે એમાં રાઈડ કરવાની આવે તો રાઈડ મારે આઉટ કરે બોનસ લે એ રીતે કબડ્ડી રમતા ખોખોમાં પણ એવી રીતના ખોખોમાં અમે બે રીતે રમતા બેટી ખોને ઊભી ખો બેઠી ખોમાં બેઠા બેઠા આપણે ખો દેવાનું રમવાનું હોય ને ઊભી ખોમાં ઊભા ઊભા આપણે રમવાનું હોય એમાં એક જણો ઊભો હોય તો એની આપણે ઊલટી સાઈડમાં ઊભું રહેવાનું એ રીતે ખોખો પછી અમે નારગોલ રમતા તો નારગોલમાં એ રીતે હોય કે અલગ અલગ સાઈજના આપણે પથ્થર લેવાના નાના નાના તેમાં સાઈઝ પ્રમાણે નવ પથ્થર ગોઠવાના ઊભા એકની ઉપર એક એકની ઉપર એક એવી રીતે અને મેં આપણે મોજા આવે જે પગમાં પહેરવાના એ નાના હોય ત્યારે તો આપણે ફાટી જાય કે એવું હોય તે એ એકબીજાના ઘરેથી બધા મોજા ભેગા કરીને એનો બોલ બનાવતા જેથી કરીને વાગે નહીં ફેંકીએ તો તો ઈ ત્રણ આ ત્રણ નહીં સોરી નવ પથ્થર હોય તો જેની ઉપર દાવ હોય એને દા દેવાનો હોય એને પથ્થર જે વિખાઈ જાય બીજા જે રમવા વાળા હોય એ બોલથી નવ પથ્થર હોય એને વીખી નાખે અને બોલ આઘો ઘા કરી દે અને બોલ લઈને પાછો આવે અને એ બોલથી જે રમવાવાળા હોય એને પથ્થર જે વીખાઈ ગયા હોય એને પાછા સરખા કરીન ગોઠવવાના હોય સર્કલમાં આવીને અને સરખા કરતાં હોય એ પેલા જો દા દેનાર બોલ વાળો હોય એ બોલ જો પથ્થર સરખા કરતાં હોય એને મારી દે તો તે આઉટ ગણાય તો પછી તેના ઉપર દાવ આવે અને નો અડે તો પાછી એને ઈ જ ટ્રાય કરવાની અને બોલ નો અડાડી શકે એ પહેલા પથ્થર નવે નવ લાઈનમાં ગોઠવાઈ જાય તો તે તેના પર પાછો દાવ આવે પછી હાઇડેન્સીક કહેવાય આપણે એને ગુજરાતીમાં થપ્પો દાવ કહીએ અમે તો નાના હતા ત્યારે અમે શેરીમાં થપ્પો દાવ રમતા અમે એરિયા એવી રીતે નક્કી કરતાં આ શેરી પછી એની પાછળની શેરી એવી રીતના બે ત્રણ શેરી હોય તેમાં થપ્પો દાવ રમતા અમે એક જગ્યા નક્કી કરી હોય કે અહીંયા આવીને થપ્પો બચાવવાનો તો એમાં કેવું હોય કે જેટલા જેની ઉપર દાવ હોય એને આંખ બંધ કરીને કાઉન્ટીંગ કરવાનું કાઉન્ટિંગ કરે ત્યાં સુધીમાં બધા જેટલા હોય બીજા ભાગી જાય સંતાઈ જાય અને કાઉન્ટિંગ પૂરું થાય જેમકે પચાસ દીધા હોય કે સો હોય દોઢસો હોય કાઉન્ટિંગ પૂરું થાય તો કાઉન્ટિંગ પૂરું થયા પછી જેની ઉપર દાવ હોય એ ગોતવા નીકળે બીજા બધાને તો ગોતવા નીકળે તો પછી જે મળી જાય એનો થપ્પો અને એક થપ્પા થયા પછી એને આપણે બચાવી શકીએ ડાયરેક બચાવતા નહીં એવી રીતના અલગ અલગ અમે રૂલ બનાવતા તો એકને આઉટ કર્યા પછી પાછો એનો બચ્યા થપ્પો બચાવી લઈ તો એની ઉપર પાછું ફરીથી દાવ તો બાકી બધાનો થપ્પો થઈ જાય તો જેનો પેલો થપ્પો થયો એની ઉપર દાવ આવે એ રીતે અમે રમતા પછી સ્લો સાઈકલિંગ એવી રીતના સાઈકલ ધીમે ધીમે ચલાવાની જે છેલ્લે આવે એ વિજેતા ગણાય બાકી ધીરે ધીરે પગ એનો નીચે પડતો જાય સાઈકલ ચલાવતા ચલાવતા સ્લો સાઈકલમાં તો એ આઉટ થઈ જાય છે પછી વોલીબોલ છે અત્યારના ટાઈમમાં તો અત્યારે વોલીબોલમાં સરખી ટીમ પાડી એમાં હાથથી બોલને પાસ કરવાનો હોય એકને એક ટીમમાં ત્રણ વાર બોલ પાસ કરી ન શકે એવી રીતે એના રૂલ હોય છે અને આ બધી રમતમાં અત્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યું છે તો એમાં આગળ જવામાં ખૂબ સારું રહે એમાં આપણે પાર્ટીસીપેટ કરીએ તો સરકાર તરફથી આપણને સર્ટિફિકેટ મેડલ અને પ્રોત્સાહન રૂપે રોકડ રકમને એવું બધું મળે છે તો આપણને એ પ્રોત્સાહન મળે છે કે એમાં આપળે ભાગ લઈએને આગળ વધીએ કેમકે આપણને આ બધી રમતો આવડતી હોય તો આપણા આગળ જવું જોઈએ જેનાથી આપણો ફ્યૂચરમાં પણ સારું રહે અને આપણા શરીર માટે પણ આ બધી રમતો સારી સ્ફૂર્તિલૂ રહે શરીર જેથી આપણે બીજાને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે જો ચાલ ભાઈ આપણે આ રમીએ અને અત્યારે તો હવે ઘણી બધી રમતો એમાં આવે છે જેમકે આર્ચરી હોય સ્નાઈપિંગ હોય જેમ આપણે આર્ચરીથી આપણે એક સર્કલ દોરેલું હોય એમાં અલગ અલગ અલગ નાના નાના સર્કલ થતા જાય અને સાવ સેન્ટરમાં જે બિંદુ હોય ત્યાં આપણે આર્ચરીમાં જે તીર આવે એ આપણે ત્યાં મારવાનું હોય છે જેનો પરફેક્ટ થાય એને આપણે વિજેતા ગણીએ છીએ એકમાં એકથી ત્રણ નંબરની એવી રીતના આપતા હોય અને સરકાર તરફથી એને એકથી ત્રણ નંબરને પ્રોત્સાહન મળે છે પૈસા મળે સર્ટિફિકેટ મેડલ બધું મળે છે તો એ રીતે આપણે રમતો રમી જોઈએ અને અમે આ રીતે રમતો રમીએ છીએ અને બીજાને પ્રોત્સાહન પણ કરીએ કે ચાલ ભાઈ આપણે રમીએ પછી અમે નાના હતા ત્યારે સાઈકલની રેસ લગાડતા તો એમાં જેટલા હોય બધાય સાઈકલની એક લાઈન ડ્રો કરીએ એ લાઈન ડ્રો કરીએ એની પાછળ આપણે સાઈકલનું પહેલું ટાયર ઊભું રાખવાનું પછી વન ટુ થ્રી એવી રીતના સ્ટાર્ટ કરીએ ત્યારે સાઈકલની રેસ લગાડતા જે કોઈ ફર્સ્ટ આવે તો એને આપણે પહેલો ગણતાં એવી રીતે બધું સાઈકલિંગમાં પણ રમતા પછી એક ડબ્બા આઈસ પાઈસ કરીને ગેમ છે જે અમે નાના હતા ત્યારે રમતા આપણે જે પાણીની બોટલ આવે સાદી તે સોડાની ગમે તે બોટલ હોય એમાં ધૂળ કે રેતી ભરીને આ બોટલ ભરીએ અડધી અને જેને એને એક સર્કલ બનાવતા અને નાનું એવું જેમાં એ બોટલ રહી શકે અને જેની ઉપર દાવ હોય એને બીજા જે રમવા વાળા હોય એ બોટલ ઘા કરે દૂર અને એ બહુ દાવ દેનારને બોટલ લેવા જવાની અને લઈને પાછું આવે ત્યાં સુધીમાં રમનાર બધા જે હોય રમવા વાળા એ સંતાઈ ગયા હોય અને જે દેખાય એનો પહેલો ડબ્બો આઈસ પાઈસ કરવાનું અટલે જે બોટલ હોય એ દાવ દેનાર લઈને આવે દૂર ઘા કરી હોય ત્યાંથી અને પાછી જે સર્કલમાં મૂકવાની હોય સર્કલમાં મૂકીને તે ગોતવા નીકળે છે જેને પહેલો દેખાઈ જાય એ ત્યાં જઈને ડબ્બા ઉપર પગ મૂકીને એમ બોલે બોટલ ઉપર પગ મૂકીને કે આ વ્યક્તિનો ડબ્બા આઈસ પાઈસ એટલે એ આઉટ આ જોકે થપ્પો દાવની જેમજ હાઇડેન્સીકની જેમજ આ એક ગેમ છે પણ આ થોળુક અલગ છે બોટલવાળું અને એવી રીતે તો અમે આ રીતે બધી રમતો રમીએ નાના હતા ત્યારે ખૂબ એટલે ખૂબ રમતો રમેલી પણ અત્યારના સમયમાં એ ટાઈમ વયો ગયો છે નાનાપણમાં રમતા એ બધો તો હવે બધા ઈ દિવસો પણ યાદ આવે કે ઘણી બધી આવી રમતો રમેલી છે અમે તો અત્યારના સમયમાં તો ટાઈમ પણ ના મળે રમવા માટે બાકી અમે સ્કૂલ ચાલુ થઈ ગઈ જેમ જેમ મોટા થતા ગયા એમ તો હવે અમે રવિવારે ફ્રી હોઈએ બધા તો સવારે અમે ક્રિકેટ રમવાને એવી રીતના મોટા મેદાનમાં જાઈએ સવારના છથી ત્યાં દસ વાગા સુધી અમે ક્રિકેટ રમતા જ હોઈએ સવારે અને એમાં અલગ અલગ ટીમ પાડેલી હોય અને અત્યારે હવે મોટા થઈ ગયા તો પણ અમે રમીએ છીએ બધા ભેગા મળીને હળી મળીને અને ખૂબ આનંદ કરીએ છીએ અને આનંદ થાય છે અંદરથી કે હજી પણ અમે રમીએ છીએ આવી રીતે અમે અલગ અલગ રમતો રમીએ છીએ પરંપરાગત રમત તો એવી એકેય છે નહીં પણ અમે નાનપણથી આ બધી રમતો રમીને આવીએ છીએ તો અમને અંદરથી જ થાય કે હજી રમીએ એટલે આ બધી રમતો અમે રમતા